મોરબી જિલ્લાના મુખ્ય કૃષિ ઉત્પાદનોની અંદર ઘઉં બાજરો એરંડા કપાસ ડ્રેગન ફ્રૂટ પછી મકાઇ અને એવા વિવિધ ખેત ઉત્પાદનો છે એ સિવાય ખેત પદ્ધતિઓ પણ વિવિધ ટૅકનોલોજીઓ સાથે છે જેની અંદર પાક છે પશુધનમાં ગાય ગીરની ગાય ભેંસ એ બધું છે એ સિવાય સિંચાઈ મોરબીની અને મોરબીને નર્મદાની સિંચાઇનું પાણી ભરપુર માત્રામાં મળે છે એના કારણે જે ખેત ઉત્પાદનો છે એ પણ ખેડૂતો ત્રણેય સીઝન લઇ શકે છે અને એના દ્વારા એનો જીવન નિર્વાહ ચાલે છે એ સિવાય અમારો મોરબી જિલ્લો ટૅકનોલોજીની અંદર કૃષિ ટૅકનોલોજીની અંદર દુનિયામાં એનું નામ છે એવું કહેવું હોય તો પણ કહી શકીએ જેમાં ટપક સિંચાઇ પદ્ધતિ એગ્રિકલ્ચરને લગતી ધણી બધી પ્રોડકટો મોરબીમાં અને ખાસ તો હળવદની અંદર પણ ભરપૂર માત્રામાં બની અને અહીંથી પ્રોડક્શન થાય છે એટલે અમારો જિલ્લો એમ કહી શકાય કે કૃષિ આધારિત જ છે એમાં એ ખાસ કરીને હળવદ એ એક ખેતી માટેનું મોટું હબ છે